અમારે ત્યા અમૂલ ડેરી છે જ્યાં કોઇ બી કોઈ બી માણસ આવે છે પ્રવાસ કરવા તો તેને બહુ ખર્ચ કરવો પડતો નથી કારણ કે અમૂલ ડેરીમાં જોવા જઈએ તો ફ્રીમાં પણ વિઝીટ કરાવીને એક વર્લ્ડની એક બેસ્ટ પેલું કહી શકીએ દૂધની ડેરી એ પણ છે અમુલ તો ત્યાં પણ અમારા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી